હેલો હા હું ટ્રાવેલ એજન્ટ પરમભાઈ સાથે વાત કરી રહી છું હા સર અમે હમણાં ત્રણ ચાર દિવસ રજા આવે છે ને તો અમે પાંચસો કિલોમીટરની અંદર ગુજરાતમાં ક્યાંય ફરી શકાય એવી કોઈ જગ્યા તમે સિલેક્ટ કરી આપો છો અમને હા તો સર તમે બે ત્રણ જગ્યા મને કહો ને તો અમે કેવું ફેમિલી સાથે આઠ કે દસ જણા સાથે આવી રહ્યા છીએ તો તમે એવું કોઈ ગોઠવી આપો ને અમને

ઓકે સર હા તો સર પર પર્સન કેટલું થાય અને એમાં તમે શું શું ઇન્ક્લુડ તમારું હોય છે અને તમે અમારા પ્લાન પ્રમાણે પણ કરી આપતા હોય તો મને જણાવો ને સહેજ

અચ્છા તો કઈ ગાડી મળશે અમને દસ જણા માટે ઓકે એટલે એસીનો ભાવ અને નોન એસી બંનેનો ભાવ અમને વ્હોટ્સએપ પર કરી આપજો ને એવું હોય તો અ અને પેલું શું કહેવાય આપણે ગાઈડલાઈન કેવી રીતના રહેશે સાથે ગાઈડ હશે કે જે ડ્રાઈવર છે એ જ ગાઈડ રહેશે એક્સ્ટ્રા કોઈ ખરું એટલે અમારે તો બધું જ કવર કરી લેવું છે એવું છે એમ સારું બરાબર છે તો સારું અને પેલું એડવેન્ચરનું જે હોય ને એ સાઈડ સીન પણ અમારે બધું જ આખું સાપુતારાનું કવર કરવું જ છે એટલે એ ટાઈપનું પણ તમે એવો પ્લાન બનાવીને અમને આપજો અને ફૂડનું લિસ્ટ પણ મોકલી આપજો અમારે જૈન પણ કરાવવું છે એટલા માટે બરાબર છે ઓકે અને બીજું શું કહું છું કે ગાડીનું કિલોમીટર પ્રમાણે રેટ હોય ને એ પણ જણાવજો ઓકે સર હા થેન્ક્યુ વેરી મચ સર ફોર ઇન્ફોર્મેશન